ટેબલની ઉપલબ્ધતા આજે રાત્રે અથવા આવતી કાલે ટેબલ ઉપલબ્ધ છે જમવાની સુવિધા અમે રેસ્ટોરન્ટની અંદર જમવા માટે આવી રહ્યા છીએ શું અંદર બેસવાની જગ્યા ઉપલબ્ધ છે જમવાના સમયે કેટલા સમય સુધી અમે અહીં જમવાનો સમય મેળવી શકીએ પાર્કિંગ સુવિધા આ રેસ્ટોરન્ટ માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે બંધ થવાનો સમય આ રેસ્ટોરન્ટ ક્યારે બંધ થાય છે આ પૂછપરછોથી તમને જરૂરિયાતમંદ માહિતી મળશે